આમ જોઇએ તો લેખન પ્રવૃત્તિમાં અવરોધક બાબત છે પડકારજનક એ યોગ્ય અક્ષર આરોહ અવરોહની અ જોડાક્ષરોની એની જે ભૂલ એનું સ તાત્કાલિક સર્જન કરવા માટેની એની વિભિષિકા એનાં માટેના પડકારો ઘણાંય છે એ લેખન અવરોધક સર્જનથી પરિચિત આ હું છું કારણકે લેખન પવૃત્તિ મારી મનગમતી પ્રવૃત્તિમાંની એક પ્રવૃત્તિ છે ને સર્જનાત્મક વિચારો લાવવા એ અભાવ હોય તો એ અર્થનો અનર્થ કરી શકે છે એક કવિની કલ્પના એ જુદી હોઈ શકે છે અને લોકો જ્યારે એને વાંચે છે ત્યારે જુદું હોય છે એટલે એવું ક એવો અનુભવ પણ મને થયેલો છે કે લેખન પ્રવૃત્તિમાં લખવું એ લખતી વેળાએ જે જોયું એનું સર્જન કરવું એ બહુ અઘરી વસ્તુ છે